નીરોગી રહેવા માટે તો યોગ્ય આપણે બગડેલો ખોરાક ખાવો ના જોઈએ તેમજ વાસી ખોરાક ખાવો ના જોઈએ ગરમ રાંધેલો તાજો ખોરાક ખાવો જોઈએ તેમજ બહારના જે ગંદકીવાળી જગ્યાએ કોઈ નાસ્તાની લારી ઊભી હોય તો તેવી જગ્યાનો ખોરાક ન ખાવો જોઈએ કે નાસ્તો ન કરવો જોઈએ જે જગ્યાએ સારી દુકાન છે કે લારી છે ત્યાં યોગ્ય સ્વચ્છતા હોય તો તેમજ ખોરાકને યોગ્ય ઢાંકેલો હોય અને માખી મચ્છર ના ફેલાતા હોય તેવો ખોરાક ખાવો જોઈએ તો આપ તમ આપણું શરીર નીરોગી અને તંદુરસ્ત રહે તેમજ શરીરને સ્વસ સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા માટે દરરોજ સવારે ચાલવું જોઈએ યોગ કરવા જોઈએ પછી માઈન્ડની એકસરસાઈઝ કરવી જોઈએ તેમજ યોગ્ય ટાઈમસર ખોરાક લેવો જોઈએ અને રાત્રે પણ પૂરતાં સમયે પૂરતી ઊંઘ લેવી જોઈએ અ અ શરીરને પૂરતું પાણી મળી રહે તો તે રીતે યોગ્ય પાણી પીવું જોઈએ તેમજ સમયાંતરે શરીરનું તપાસ પણ કરાવતી કરાવવી જોઈએ જરૂરી છે જેથી કરીને આપણું શરીર કેવું તંદુરસ્ત છે તેની આપણને જાણકારી મળી રહે અને સ્થા તંદુરસ્ત શરીરને જાળવવા માટે પણ આપણે બહારનો બને એટલો ખોરાક ઓછો લેવો જોઈએ અને પોતાની શરીરનો યોગ્ય વધારે ના થાય અને પોતાની ચરબી શરીરની ના વધે તે માટે કસરત કરવી ખૂબ જરૂરી છે અને વાતાવરણની સાથે સાથે પણ જીવન જીવતર જીવવાનું આપણે જીવવું પડે જેથી કરીને આપણું શરીર યોગ્ય રીતે જળવાઈ રહે